મારું નામ કાર્તિક છે મેં કાલે ટેક કાલ માટે ટેક્સી બુક કરી છે તમારી કાલે મારું ફ્લાઇટ છે દસ વાગ્યાની દસ રાત્રે દસ વાગ્યેની ફ્લાઇટ છે અને મેં તમારી ટેક્સી બુક કરી છે છ વાગ્યા માટે તો મને જરાક વસ્તુ જ જણાવોને કે છ વાગ્યાથી એરપોર્ટ જવા માટે કેટલા કિલોમીટર છે ને કેટલી વાર લાગશે મેં બે કલાકમાં પહોંચી જવાશે કેમ કે ટ્રાફિક મેં સાંભળ્યું છે કે ટ્રાફિક બહુ હોય રસ્તામાં ને એવું બધું છે જો મને એવું કંઈક અર્જન્સી જેવું નથી એવું નહીં હોવું જોઈએ કે મારે કે હું લેટ થઈ જાઉં કે એવું છે તમે એવું કો છો કે જરાક વહેલા આવી જાઓ હું તમને એકસ્ટ્રા પૈસા આપી શકું છું ને એવું બધું તો તમે એ હિસાબે જોઈ લેજો અને મને એ કો તમે કેટલા વાગે મને મળશો એમ તો છો વાગ્યે બુક કરાયું છે એ તમે પછી વહેલા આવશો જરાક એવું થઈ શકે કેમ કે મારી પાસે સામાન પણ બહુ છે ને સામાનની પન તમારી ગાડીમાં જગ્યા છે કે ડીક્કી ખાલી છે કે કેરેજ છે ઉપર એવું બધું છે ને અમે ચાર જણ છે ને અમારી આખી ફેેમિલી જાય છે તો એ હિસાબે પણ મને એવો ડ્રાઈવર જોઈએ છે જે જરાક સેફ ચલાવે વધારે ફાસ્ટ નહીં ચલાવે કેમ કે જરાક બીક લાગે નાના પોઈરાઓ પણ છે તો એટલે હું જરાક વધારે ટાઈમ લઈને ચાલુ છું તો તમે મને કો તમે કેટલા વાગે આવશો ને પૈસા કેવી રીતના રાખવાના હું હું તમને એડવાન્સ આપું કે નહિ આપું કે તમે સીધા આવીને કેશ લેશો તમે જે જે વસ્તુ હોય એ તમે મને મારા નંબર પર મારે વોટ્સએપ કરી દેજો મારો નંબર છે આઠ છ નવ એક સાત એક ત્રણ ચાર કંઈ પણ તમને કામ હોય તમે આ નંબર પર મને મેસેજ કે ફોન કરી દેજો હું બધું પછી જોઈ લેવા